ગુજરાતી ભાષાનો તમરી સંસ્કૃતિ અને ઓળખ પર કેવો પ્રભાવ છે ગુજરાતી ભાષા

ગુજરાતીઓની માતૃભાષા તરીકે ઓળખાય છે તેનો પ્રભાવ વિશ્વભર ખ્યાતિ પામેલ છે ગુજરાતી વિશ્વના ગમે તે ખૂણામાં હોય પરંતુ તે ત્યાંની ભાષા તેની સંસ્કૃતિની આગવી ઓળખ ના આધારે તે વિશ્વમાં અલગ તરી આવે છે ગુજરાતીઓ તેને સંસ્કૃતિને આધારે વિવિધ ઉત્સવો તહેવારો બોલીઓ પહેરવેશના આધારે તેની અલગ છાપ પાડે છે ગુજરાતી તેના સાહિત્યના આધારે પણ તેની અલગ આગવી ઓળખ ઊભી કરે છે